અમદાવાદ જિલ્લો વર્ષો કેવું થયો કેવો પરિવર્તન પામ્યો છે તો મારા મત પ્રમાણે અમદાવાદમાં ટુરિઝમ સેક્ટર અને ધંધા કાપડના ધંધામાં બહુ ચેંજિસ આવ્યો છે લોકો દિવસે દિવસે પોતાના ટ્રેન્ડ પ્રમાણે કપડામાં ચેંજિસ જોવા મળે છે જેમ કે નવરાત્રિ આવે છે તો લોકો નવરાત્રિમાં જે કાપડ પહેરે છે તેમાં તેમાં બહુ બધું તમને વેરિ વેરીએશન જોવા મળે છે અને જેમકે અમદાવાદમાં બધા કલ્ચરનું સેલિબ્રેટ કરવામાં આવે છે ઈદ હોય દિવાળી હોય એવા ઘણા બધા તહેવાર ઉજવે છે તો એમાં કાપડનો વધુમાં વધુ ઉપયોગ થાય છે તો તેથી અમદાવાદ જિલ્લો મારા મત પ્રમાણે વધારે કાપડના વેપારમાં આગળ વધ્યો છે